દોડ એ મારો એક શોખ છે મેં તેને ક્યારેય વ્યવસાય તરીકે નથી લીધેલો કારણ કે વ્યવસાય મારો અલગ છે પણ દોડવાનો મને ખૂબ શોખ છે દોડ દોડવું એ ખૂબ જ જરૂરી છે હૅલ્થ માટે તમારા શરીરની બૉડીની ફિટનેસ સારી રાખવી હોય તો રનિંગ ખૂબ મહત્ત્વનો ભાગ ભજવે છે કારણ કે રનિંગ એક એવી વસ્તુ છે જે તમારા સૌથી વધારે મજબૂત કરતું હોય રનિંગ તે તમારા ફેફસાને મજબૂત કરે છે કારણ કે દોડવાથી શ્વાસોશ્વાસની ક્રિયાઓ ખૂબ ઝડપી થતી હોય છે તો ખૂબ ઝડપી થવાનાં કારણ શું હોય છે ફેફ્સાઓને ફૂલાવવું પડે છે શ્વાસ વધારે અંદર લેવો પડે છે વધારે છોડવો પડે છે તો ફેફ્સાઓ એમ કરતાં તમારા ફેફસાઓ ખૂબ ફૂલાયેલા અને ઑક્સિજન સંગ્રહ કરવાની શક્તિ ખૂબ જ એમાં વધી જાય છે આ તમારું લોહીનું પપ પરિભ્રમણ પણ ખૂબ વધી જતું હોય છે તો દોડ લગાવવી એ ખૂબ જ મહત્ત્વનું છે જિંદગી હૅલ્ધી જીવવા માટે ફિટનેસ પણ બહુ સારી રહે છે દોડવાથી ભૂખ પણ સારી લાગે છે અને તમે કોઈ પણ કાર્ય ફિઝિકલી કાર્ય જે તમારી બૉડીને મેઇન્ટેન કરે છે એ ખૂબ સારું રહે છે તેની સાથે સાથે દોડ છે ને મને તો દોડવાની પ્રેરણા કૂતરાંથી મળી હતી કારણ કે કૂતરું હંમેશા દોડતું રહેતું હોય છે તો તમે જોશો કે કૂતરાંના જે છાતીનો ભાગ છે ખૂબ ફૂલેલો હોય છે કારણ કે એ વારંવાર દોડવાથી લગાતાર દોડવાથી એમના ફેફસાં એટલા મજબૂત અને વિકસિત હોય છે કે એનો છાતીનો ભાગ જે છે આખો ફૂલેલો હોય છે ને કમરનો ભાગ એકદમ નાનો હોય છે જે પેટનો ભાગ કહીએ છીએ તો દોડવાથી આપણું શરીર એટલું મેઇન્ટેન થાય છે કે છાતી ખૂબ ફૂલે છે અને પેટ અંદર રહે છે જે હૅલ્થ માટે ખૂબ જ જરૂરી છે કે તમારી ફિટનેસની જો તમારે આંકવી હોય તો જે વ્યક્તિનું પેટ અંદર અને છાતી બહાર હોય તો તમે એ વ્યક્તિને પ્રથમ નજરે તમે કહી શકશો કે એ વ્યક્તિ ફિટ છે એકદમ અને આમ જુઓ તો જયારે વ્યક્તિનું પેટ બહાર હોય છે અને છાતી અંદરના ભાગમાં હોય છે તો એવી વ્યક્તિને આપણને જોતાં જ એની સ્થૂળતાની આપણને તરત ખ્યાલ આવી જતો હોય છે તો આ બધી વસ્તુને ધ્યાનમાં રાખી અને દોડવાનું મને ખૂબ જ ગમે છે